હવે વિદ્યાર્થીએ ઉચ્ચ શિક્ષણ એટલે કે જો બારમાં પછી કશે જવાના હોય તો કોલેજ માટે તો ક્યાં જવાનું પસંદ કરે તો વિદ્યાર્થી પેલે જેટલું મને ધ્યાનમાં છે વિદ્યાર્થી શું કરે કે પોતાની નજીક નજીક એ કોલેજ કે યુનિવર્સિટી હોય તેમાં એ લોકોને એડમિશન મળી જાય તો એ લોકો વધારે સારું સારું પડે અને અને જો હવે એ એમાં બી એ લોકો જુએ કે જો ગોવર્મેન્ટ કોલેજ મળતી છે ગોવર્મેન્ટ યુનિવર્સિટી મળતી છે તો તેને પહેલાં પેલું આપે અને જો કોઈ પ્રાઇવેટ હોય તો પછી એ લોકો જોતાં રહે કે આજુબાજુ કોઈ બીજી ગોવર્મેન્ટ કોલેજમાં ગોવર્મેન્ટ યુનિવર્સિટીમાં જો લાગી જાય નંબર તો પછી ગોવર્મનેટ યુનિવર્સિટી ગોવર્મેન્ટ કોલેજને એ લોકો પ્રાધાન્ય આપે એટલે કે એને ચૂસ કરે ને વાત કરે કે કયામાં સૌથી વધારે કયા ક્ષેત્રનું વધારે પસંદ કરે તો એતો પછી ડીપેન્ડ કરે કે લોકો આનું ઇન્ટરેસ્ટ શેમાં છે એ લોકને રસ શેમાં છે એ લોકની રુચિ શેમાં છે હવે અમે હવે અમે તો શું છે કે અમે વિજ્ઞાન માં વિજ્ઞાન એટલે કે આપણે બાયોલોજી ગણિત થઈ ગયું આપણું કેમેસ્ટ્રી છે ફિઝિક્સ છે એ બધાં વિષયનો અમારો આ બાજુ રસ વધારે છે જેમાંથી બી આપણે આગળ જોઈએ તો કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજીને ગણિત એ બધાં વિષયો માંથી વધારે પડતા જે છોકરા છે અને વધારે જે છોકરાઓ છે તે કેમેસ્ટ્રી વિષય એટલે કે રસાયણ વિજ્ઞાનને જ વધારે ચૂસ કરે છે બીકોઝ એનું કારણ એ છે કે હું છે કે કેમેસ્ટ્રી તો નહીં રસાયણ વિજ્ઞાન જો એ લોકો રાખે પોતાનું આગળ કોલેજ માટે કે માસ્ટર ડિગ્રી માટે કે પછી ડૉક્ટરેટ ડિગ્રી માટે તો શું થાય કે આજુબાજુ જે કંપની આવેલી છે તો તેમાં સરળતાથી જોબ મળી રહે અને જોબ મળી રહે એટલે બીજા બધામાં શું છે કે ફિઝિક્સમાં ને ફિઝિક્સ છે બોટની છે જિયોલોજી છે કે પછી ગણિત છે એ બધાં વિષયમાં શું છે કે કોઈ આ બાજુ અમુક વધારે એમ જોબ નથી જોબ ઓપોર્ચ્યુનિટી નથી પછી મેન તો કે શિક્ષક જ બની શકાય પ્રોફેસર બની શકાય એટલી જ તક રહી ને કેમેસ્ટ્રી છે ને એ તો કંપનીમાં કેમિસ્ટ તરીકેની જોબ આ બાજુ વાપી ને આ વલસાડનો જે એરિયો છે વાપીના તો ઇન્ડસ્ટ્રિયલ એરિયો છે એટલે કોઈને કોઈ કંપનીમાં સરળતાથી આપણને રોજગાર મળી રહે તો એને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને ઘણાં બધાં વિદ્યાર્થી શું કરે કે કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાનને પોતાનો એક પોતાનો એક સબ્જેક્ટ રાખી લે અને આગળ એના પર જ માસ્ટર ડિગ્રીને એમાં આગળ વધે જેથી શું થાય કે એ લોકને જોબ સરળતાથી મળી જાય એટલે રોજગાર મળી રહે ને આ બાજુ મોટેભાગેની જે કોલેજ છે તે કેમેસ્ટ્રીમાં માસ્ટર માટે ઘણા કોર્ષ રાખ્યા છે એટલે કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિક આવે ફિઝિકલ આવે ઇનઓર્ગેનિક આવે એનાલિટીકલ તે વિષયની વધારે માંગ પણ છે અને એ એજ કોર્સોમાં ઘણા છોકરાઓ કોર્સ પોતાનો સમાપ્ત કરી રહ્યાં છે અને ભણી પણ રહ્યાં છે ઘણા છોકરાઓ અમારી કોલેજની પણ વાત કરીએ તો કેમેસ્ટ્રીમાં સાડા ત્રણસો જેવાં છોકરા બેચલર ડિગ્રીમાં પાસ આઉટ થાય છે સાડી ત્રણસો અને માસ્ટર ડિગ્રીમાં પચાસ જેવી સીટ છે પચાસથી સાઠ જેવી એટલે પચાસથી સાઠ છોકરાઓ માસ્ટરમાં ડિગ્રી લે છે ને જો ઉચ્ચતર પીએચડી ડૉક્ટરેટ ડિગ્રી કરીએ તો સુરત બાજુ છે કોલેજ મોટી યુનિવર્સિટી છે ત્યાંથી કરવી પડે